હલો બ્લુબેરી હોટલ નડિયાદથી વાત કરો નડિયાદથી વાત કરો છો હું રમીલાબેન બોલું છું અને મારે દસ જણ માટે ટેબલ બુક કરાવવું છે તો મને એ જણાવો કે દસ જણ માટે મને કોઈ ડિસ્કાઉન્ટ કે ઓફર મળશે ઓફરનો લાભ મળશે કે કેમ મારે આવતીકાલ માટે બુકિંગ કરાવવું છે મને દસ ટકા ઓફ આપી શકો સારું તો હમણાં જ ટેબલ રમીલાબેનનાં નામ ઉપર બુક કરી દો